શિક્ષણ વિષે જોઈએ તો કે આપણે શિક્ષણની બાબતમાં જોઈએ તો શિક્ષણમાં ભણાવામાં તો ઘણું બધું આવે છે અને ભણાવે છે એ વિદ્યાર્થીઓને પણ શિક્ષણમાં આપણે જોઈએ તો કે એવી રીતે ના હોવું જોઈએ અમુક અછતો શિક્ષણમાં પણ હોઈ શકે છે એટલે કે આ વિદ્યાર્થીઓને અમુક અછતો પણ થઈ શકે છે આપણે એવું ન સમજી સક સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓ ભણે છે તો એને તમામ પ્રકારનું જ્ઞાન હોય જ છે કે એને ભણવામાં મજા આવે છે વિદ્યાર્થીને ભણવામાં મજા નથી પણ આવતી પણ છતાં પણ એ બેસે છે તો આપણે અવનવી એક્ટીવિટી કરવી જોઈએ દાખલા તરીકે લાઇબ્રેરીની અછત હોય છે તો લાઇબ્રેરી લાવવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને શિક્ષણની બાબતમાં આગળ જ્ઞાન મળી શકે લાઇબ્રેરીમાં જાય તો એ લાઇબ્રેરીની સુવિધા લઈ શકે એમાંથી તમામ પુસ્તકો વાંચી શકે વિદ્યાર્થીઓ દાખલા તરીકે સવારનો મોર્નિંગનો ટાઈમ હોય ભણવામાં તો બપોર પછી વિદ્યાર્થી ફ્રી જ હોય છે તો આપણે લાઇબ્રેરીની સુવિધા કરીએ તો વિદ્યાર્થી ફોનમાં રહેવાના બદલે લાઇબ્રેરીમાં જાય પુસ્તકો વાંચે તો આપણા જી ઇતિહાસ છે એના વિષે વિદ્યાર્થીને ખબર પડે અત્યારે તો એવું છે કે લાઇબ્રેરી સુવિધા હોતી નથી વિદ્યાર્થી ફોનમાં જ પડ્યો રહે ફોનમાં રહે એટલે એને આપણે ગમે એ વિષે પૂછી આપણો ઇતિહાસ પૂછીને ગુજરાતની સ્થાપના પૂછીને તો એ પણ વિદ્યાર્થીને ખબર હોતી નથી તો મારું કહેવું એમ છે કે લાઇબ્રેરીની સુવિધા હોવી જોઈએ પછી અમુક શિક્ષણમાં જોઈએ તો કે પ્લેગ્રાઉન્ડ હોતા નથી આખો દિવસ વિદ્યાર્થીને ભણાવો ભણાવો જ કરે એવું ન હોવું જોઈએ એકાદ અઠવાડિયામાં એક દિવસ પણ એવો પણ હોવો જોઈએ કે વિદ્યાર્થીને રમવા બહાર તમે લઈ જાઓ એવું ગ્રાઉન્ડ આપો કે જે વિદ્યાર્થી પોતાની સ્કિલ જે કળા છે એને બહાર કાઢી શકે પોતાનાં મંતવ્યો રજૂ કરી શકે આગળ વધી શકે અને એને પણ એને ભણાવવા માટે આપણે એને મદદ કરવી જોઈએ સતત તમે એને ભણાવશો તો એ વ્યક્તિ સતત ભણી નહીં શકે એની સાથે તમે રમત ગમત સાથે એને ભણાવશો તો વિદ્યાર્થીનું જીવન સરળ અને આમ સરસ થઈ શકશે તો મારું કહેવું એમ છે કે પ્લેગ્રાઉન્ડની સુવિધા પણ તેમાં ઉપલબ્ધ કરો અમુક ડાન્સનો ગ્રાઉન્ડ હોય છે દાખલા તરીકે વિદ્યાર્થીમાં ઘણી બધી કળાઓ પડેલી છે જી આપણને વિદ્યાર્થીને મોઢા ઉપરથી લાગતું નથી કેમ કે વિદ્યાર્થી ખુદ આવીને આપણને કઈ શકે નહીં વિદ્યાર્થીને થોડુંક આપણે પ્રોત્સાહન પણ આપવું પડે તો એવી રીતે સ્ટેજ ઊભું કરો કે જેમાં વિદ્યાર્થીઓ પોતાની કળા બાર કરી શકે એવી રીતે તમે સ્પર્ધા રાખો કે વિદ્યાર્થી સ્પરમાં પાર્ટીસિપેટ કરી અને પોતાની જે અંદર સ્કિલ પડેલી છે એ બહાર લાવી શકે બધાજમાં ભગવાને એક તો સ્કિલ આપેલી હોય જ છે એમ પણ આપણે એને બહાર કઈ રીતે લાવવી એ એક શિક્ષકનું કામ છે તો ડાન્સની વ્યવસ્થા પણ ઊભી કરવી જોઈએ અમુક એવા વક્તાઓને પણ બોલાવવા જોઈએ કે એ વક્તાઓ આવે અને શિક્ષણ વિષે માહિતી આપે એના વિષે કહે અમુક પહેલાંના લેખકો થઈ ગયા છે એ લેખકો હજી અમુક એવા હોય છે કે નથી જીવતા પણ એનાથી ઘણા બધા છે એ તો જીવે જ છે તો એનો બોલાવવા જોઈએ એના વિષે આપણે કહેવું જોઈએ કે આ લેખક છે એ લેખકે આપણા માટે આ કાર્ય કરેલું છે એનું આ પુસ્તક છે તો તમે વાંચો એવી બધી વિદ્યાર્થીઓને માહિતી આપવી જોઈએ હવે જોઈએ તો કે અમુક સ્કૂલોમાં તો પાણીની જ સમસ્યા હોય પાણી હોય જ નહીં વિદ્યાર્થીઓ શું કરે ઘરેથી પાણી લઈને આવેને ઘરેથી ઘરેથી પાણી પૂરું થઈ જાય તો વિદ્યાર્થી પાણી પીવા ક્યાં જાય તો પાણીની સુવિધા કરવી જોએ અમુક સ્કૂલ એવી હોય છે કે જેમાં સ્વચ્છતા નથી હોતી તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ અમુક કેમ્પ એવા રાખવા જોઈએ કે વિદ્યાર્થી ને કહેવું કે એવું શિખવાડવામાં આવે કે આપણે કહીએ જ છીએને કે એમ શિક્ષણ એટલે કે સ્કૂલ એ મંદિર છે આપણું એમ મંદિરની જેમ ભગવાનની આપણે સેવા કરીએ છીએ એવી જ રીતે તેની સેવા કરવી જોઈએ મંદિરમાં જે રીતે આપણે એનું ધ્યાન રાખીએ છીએ એ રીતે એનું પણ ધ્યાન રાખવું જોઈએ મંદિરની સાફસફાઈ કરવી જોઈએ અને એનું સાફસફાઈ કરીને એને સ્વચ્છ રાખવું જોઈએ હવે આપણે જોઈએ તો કે આપણને કોઈ સાફસફાઈ હું એમ નથી કેતી કે પટાવાળા કે એવું ન રાખવું જોઈએ હા પટાવાળા કે તમે એ બધાને રાખો પણ એ એની સાથે વિદ્યાર્થીઓને પણ એમાં એડ કરો કે તમે એક દિવસ એવો રાખો કે આજ આખો દિવસ આપણે બધા હળી મળીને આ સાફસફાઈ કરશું એટલે વિદ્યાર્થીને કામ ચોર ના બનાવો પણ એને સ્વચ્છ રાખતા શીખો જેથી એ પોતાની સ્કૂલ પણ સ્વચ્છ રાખી શકે અને પોતાનું ઘર પણ રાખી શકે સ્વચ્છ હવે કાલ હવારે બહાર જઈશું તો ત્યાં આપણને મોટા કે ગમે એ કોક એમ કહેશે કે આ કામ કરી નાખ હવે જો એનામાં અભિમાન જ હશે તો એ એક પણ કાર્ય નહીં કરી શકે તો આપણે એને એ પણ શિખવાડવું જોઈએ અને એવો દિવસ એક પણ લાવવો જોઈએ કે જેથી તે સ્વચ્છતા પોતપોતાની રાખી શકે અને વિદ્યાર્થીએ પોતાની સ્વચ્છતા રાખવી જ જોઈએ અમુક એવા કેમ્પ કરવા જોઈએ જ્યાંથી વિદ્યાર્થીને વીઝીટીંગ કરાવવું જોઈએ એટલે કે એક ગામમાંથી બીજા ગામના વ્યક્તિ સાથે મળે વાતચીત કરે હવે અત્યારનો સમય એકવીસમી સદીમાં એવો સમય છે કે આપણે જો આપણામાં જ્ઞાન હશે તો આપણે બીજા વ્યક્તિને ઓળખી શકશે એટલે કે આપણે વિદ્યાર્થીને બહાર પણ લઈ જવા જોઈએ ને મજા પણ કરાવવી જોઈએ આવી બધી સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ